ખેતી પરંપરગતતા અને આધુનિકતા ના સુમેળ સાથે હવે આપણને જોવા મળે છે પણ પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી જે પદ્ધતિ અને સાધનો જે છે એમાં તો આધુનિકતા આવી છે પણ જે માન્યતાઓ છે વાવણી સમયે મૂરત જોવું પૂનમ અમાસને ધ્યાનમાં રાખી સવારના સમયે જ વાવણીની શરૂઆત કરવી આજે એક પરંપરાગતા છે એ હજુ આપણી સંસ્કૃતિ અને ખેતી સાથે વણાએલી જોવા મળે છે ખેડૂતો ભલે આધુનિકતા તરફ વળ્યા છે પણ જે માન્યતાઓ છે જે એમને પૂર્વજો તરફથી મળેલી સભ્યતા છે એ હજુ એ ભુલાવી શક્યા નથી અને ભુલાવી શકે પણ નહીં કદાચ એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જે દરેક બાબતો અને દરેક વસ્તુઓની અંદર ધાર્મિકતાને જોડે છે પૂજા વિધિને જોડે છે અને પછી જ એક શુભ કાર્યની શરૂઆત કરે છે હા આપણે પરંપરાગત રીતે જે બળદ વડે અથવા તો હળ વડે કરવામાં આવતી ખેતી હવે ટ્રેક્ટર તરફ અને યંત્રો તરફ વળી છે જેના થકી હવે જે કાર્ય છે એ કાર્ય ઓછા સમયમાં કરી શકાય છે અને મહત્તમ લાભ મેળવી શકાય છે